હલ્લો હુ એક ટુરિસ્ટ છું ને મારે અહીં શુ કહેવાય કે ફરવા જવુ છે તો એ માટે મને કોઈ ટ્રાન્સપોટેશનની જરૂર છે એ માટે તમે સુરતથી મારે દ્વારકા જવું છે હા એટલું હા હા હ હ બરાબર છે હ હ હ હ આમ તો મારે દસ બાર દિવસનો પ્લાન છે કે પૂરી ત્યાંનુ બધું કવરેજ થઈ જાય ને બધું ફરી શકાય એવી રીતે હ હ હ હ હા હા હ

હા હ હ હા હ હ હ હ બરાબર છે હમ

હમ હ હ પણ દ્વારકામાં પણ ટ્રાન્સપોટેશન મળી જશે ને ઓકે ઓકે થેન્ક યૂ